વિદ્યાર્થીઓને ઘણી બધી શિષ્યવૃત્તિ મળે છે અને કહેવાય છે ને નોલેજ ઈઝ પાવર પણ ઘણી વખત જ્ઞાન મેળવવા માટે આર્થિક પરિસ્થિતિ જો નબળી હોય તો બાળકો કે વિદ્યાર્થીઓને સારું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે ઘણી બધી એનજીઓઝ દ્વારા પણ મદદરૂપ થતી હોય છે પણ સરકાર શ્રી દ્વારા પણ આવા બાળકોને શિષ્યવૃત્તિ દ્વારા એ લોકોને પ્રોત્સાહન મળે અને એ લોકોને જ્ઞાન મેળવવા માટેનો ઉત્સાહ વધે એવી ઘણી બધી યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલમાં આવી છે કેટલીક યોજનાઓ પરિણામ આધારિત હોય છે કેટલીક યોજનાઓ જાતિને આધારિત હોય છે કેટલીક યોજનાઓ વાર્ષિક વાલીઓની આવકને આધારિત બાળકોને એ યોજનાઓનો લાભ મળતો હોય છે અને હવે તો આપ સહુ વિદિત હશો કે સંતાનમાં જે મા બાપને એક જ દીકરી હોય તો એવી દીકરીઓને પણ એટલી બધી યોજનાઓનો લાભ મળે છે ઘણી વખત વાલીઓની જાગૃતતા નહીં હોવાને કારણે એ દીકરીને એ સેવાનો કે સરકારશ્રીની એ યોજનાનો લાભ મળતો નથી પણ હકીકતમાં જો થોડો અભ્યાસ કરીએ તો સામાન્ય ડોક્યુમેન્ટ જે કંઈ પણ જમા કરાવવાનાં હોય એ જમા કરાવીને તમે એ દીકરીને એ લાભ અપાવી શકો છો ઘણી વખત વાલીઓનું શું હોય છે કે ઘણી બધી વસ્તુઓ માગે છે એમ કરીને પોતાની અજાગ્રૃતતા અથવા અણસમજણને ધ્યાને લઈને યોજનાનો લાભ જ નથી લેતા અત્યારે જ આ હમણાં જ નવાં શૈક્ષણિક સત્રથી નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના અમલમાં આવી છે કે જેમાં ખાનગી શાળામાં બાળક ભણ્યું હોય તો એને દસ હજાર રૂપિયા હોય જે સરકારી શાળામાં ભણ્યો હોય અને આવક એ લોકોની જે સરકાર શ્રીએ નક્કી કરી હોય એનાં જેટલી અથવા એનાથી ઓછી હોય તો સીધો જ એ બાળકને એટલે દીકરીને આનો લાભ મળે એવી જ રીતે ધોરણ અગિયાર બાર સાયન્સ જેણે વિજ્ઞાન પ્રવાહ લીધું છે તો એને પણ નમો સરસ્વતી યોજના દ્વારા ઘણી બધી આર્થિક સહાય મેળવી શકાય છે કારણ કે વિજ્ઞાન પ્રવાહનું જે શિક્ષણ છે એ બીજા બધાં શિક્ષણ કરતાં થોડું મોંઘું છે એવું કહેવાય છે અને એટલા જ માટે સરકાર શ્રીએ આ શિક્ષણ માટે ગંભીરતા દાખવીને બાળકોને એમાં જોડાવા માટેની અપીલ કરી છે ધોરણ નવ દસમાં ભણતા હોય કે પ્રાથમિક વિભાગમાં ભણતા હોય એવા બાળકોને પણ બક્ષીપંચ એસસી એસટી જે જાતિગત શિષ્યવૃતિમાં મળવા પાત્ર થતી હોય છે એ શિષ્યવૃત્તિનો લાભ મળે છે દીકરીઓ માટે સરસ્વતી સાયકલ યોજના એ સાયકલ યોજના જે વર્ષોથી ચાલતી આવી છે એ હજી પણ એ સાઇકલ યોજનાનો લાભ દીકરીઓને મળે છે અને આવી તો ઘણી બધી યોજનાઓ માહિતી ખાતામાંથી સરકાર શ્રીના માહિતી નિયામક કચેરીમાંથી તમને આના વિશે વધારે ને વધારે સચોટ માહિતી મળી જ શકે